ટેકનોલોજી ના ઉપયોગને દુરુપયોગ બંને જ છે પણ વધારે પડતું દુરુપયોગ છે કારણ કે નાના બાળકો આખો દિવસ ટીવી મોબાઈલ ટેબ્લેટ પર વીડિયો જોતા હોય છે જેના કારણે એ લોકો બહારની એક્ટિવિટી અને રમવાનું ભૂલી ગયા છે જેનાથી હેલ્થ પર બી વધારે ઈફેક્ટ થાય છે મોબાઈલ ટીવી અને ટેબ્લેટ એ બધા જોવાથી આંખને પણ હાનિકારક થાય છે મગજ અને માઈન્ડ અને એ બધું ડેવલપ નથી થતું જેના કારણે એ લોકો ઘરમાં ને ઘરમાં જ રહેતા હોય છે અને હેલ્થ પણ ખરાબ થાય છે કારણ કે વિટામીન ડી નથી મળતું જ્યારે લોકો બાળકો બહાર રમવા જાય એનાથી વધારે એ લોકોએ રમવામાં અને બીજી બધી એક્ટીવીટીમાં ધ્યાન આપવાથી હેલ્થ પણ સારી રહે છે જ્યારે ઘરમાં બાળક ટીવી મોબાઈલ કે ટેબ્લેટ પર વીડિયો જોતા હોય છે ત્યારે આંખ પર કન્ટિન્યુઅસ ઈફેક્ટ આવે અને જે રીલ્સ એ લોકો જોતા હોય એવી જ રીલ્સ એવી જ એ એઆઈ એ ડિઝાઈન કરે કે એમને એવું જ દેખાય જેનાથી એ લોકો સ્ક્રીન ટાઈમ વધારી શકે અને એ સ્ક્રીન ટાઈમથી બાળકોને બહુ જ નુકસાન જાય છે જેનાથી એ લોકો ભણવામાં પણ વધારે ધ્યાન નથી આપતા આખો દિવસ આજકાલના બાળકો આખો દિવસ ટીવી અને મોબાઈલમાં જોતા હોય જેના કારણે આંખ પર એટલી બધી ખરાબ ઈફેક્ટ થાય છે જરાં પણ ભણવામાં ધ્યાન નથી એના કારણે આ બધી વસ્તુઓમાં ટીવી મોબાઈલ બધું બંધ કરવા જોઈએ પેરેન્ટ્સ અને ગાર્ડિયન એ લોકો બંને એ જ એવોઈડ કરવા જોઈએ ટીવી ચાલુ કરવાનું અને પોતે પણ નહીં જોવા જોઈએ જેનાથી બાળક પર ખરાબ અસર ન પડે જ્યારે એ લોકો સ્કૂલ જતા હોય ત્યારે જોવાનું પણ ઘરે આવે એટલે મોબાઈલ અને ટીવી જોવાનું નહીં કારણ કે એનાથી માનસિક રીતે અસર ખરાબ થાય છે વધારે પડતો એમના સાથે સ્ટડીઝ અને સ્ટડીઝ રિલેટેડ જો ટેકનોલોજીમાં યુઝ થાય તો એ જ રીતે સારું કએવાય પણ જો આખો દિવસ કાર્ટુન હોય રીલ્સ હોય એ બધું જોવાથી મગજમાં એની ઈફેક્ટ થાય છે તો બંને રીતે સારું પણ છે ખરાબ પણ છે પણ સારી રીતે જો ટેકનોલોજીનો ઉપયોગ કરે તો સારું અને જો ખરાબ રીતે કરે તો એ વધારે ખરાબ થઈ શકે એવું માનવામાં આવે છે તો પેરેન્ટ્સ લોકો પણ આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે બાળકોને ટીવી મોબાઈલ કે ટેબ્લેટની ટેવ જ ન પાડવાની અને ભણવાનું પણ જેટલું બને એટલું બુક્સથી કરાવવાનું જેનાથી એમનું માઈન્ડ અને ધ્યાન બંને જ અંદર જ લાગી રે અને ફિઝિકલ એક્ટિવિટી બહાર રમવા જવાનું ક્રિકેટ રમવાનું ને બધી જે બાળકોની ઈચ્છા હોય એ સાયકલિંગ કરવાનું એનાથી હેલ્થ પણ સારી રહે એટલે બહાર જવાનું વધારે સારું પડે છે અને ઘરમાં ટીવી અને મોબાઈલ સ્ટ્રીકટલી ના પાડી દેવાનું સ્ક્રીન ટાઈમ રાખવાનું કે એક કલાક કે પંદર મિનિટથી વધારે જોવાનું નહીં એનાથી વધારે ફાયદો થશે